કપડાં ઉત્તર ભારતમાં સાડી સલવાર કમીઝ અને શેરવાની પહેરવા આવે છે દક્ષિણ ભારતમાં રેશમી સાડી લુંગી અને મૂંડું પહેરવા આવે છે ખોરાક ઉત્તર ભારતમાં ઘઉં આધારિત રોટી નાન કરી ખાવામાં આવે છે દક્ષિણ ભારતમાં ચોખા આધારિત ઢોસા ઇડલી સાંભાર ખાવા આવે છે રાજકારણમાં ઉત્તર ભારતમાં રાષ્ટ્રીય દળોનું પ્રભાવ જેમકે કોંગ્રેસ અને ભાજપ છે દક્ષિણ ભારતમાં પ્રાદેશિક દળોનું પ્રભાવ ડીએમકે અને કેડીપી છે અક્ષર જ્ઞાન ઉત્તર ભારતમાં હિન્દી અને અંગ્રેજી માધ્યમથી થાય છે દક્ષિણ ભારતમાં ઇઓ સાક્ષરતા દર અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓ માં કરવા આવે છે ભૂગોળ ઉત્તર ભારતમાં મેદાનો રણ અને હિમાલય છે દક્ષિણ ભારતમાં ઘાટ આબોહવા અને તટવર્તી વિસ્તાર જોવામાં આવે છે તહેવારો ઉત્તર ભારતમાં હોળી દિવાળી અને નવરાત્રિ ઉજવવામાં આવે છે દક્ષિણ ભારતમાં પોંગલ ઓણમ અને યુગાદી ઉજવવામાં આવે છે આ તફાવતો ભારતીય સંસ્કૃતિની વિશાળ વિવિધ વિવિધતાનો દર્શાવે છે